મારા મત મુજબ અમદાવાદ ગુજરાતનું શ્રેષ્ઠ શહેર છે અને તેમાં સ સ્થાનિક વાનગીઓની ઘણી વિવિધતા છે સૌથી પ્રસિદ્ધ વાનગીઓમાં એક ઢોકળાં છે જે આથેલા ચોખા અને ચણાના દાણામાંથી બનાવવામાં આવે છે જે ચ ચટણી સાથે પીરસવા પીરસવામાં આવે છે મારુ બીજું મનપસંદ નાસ્તો ખાંડવી છે જે ચણાના લોટ અને દહીંમાંથી બનેલો નાસ્તો છે જેને પાતળી પટ્ટીઓમાં ફેરવવામાં આવે છે અને તેને સરસવ સરસવના દાણા અને છીણેલાં નારિયેળથી સજાવવામાં આવે છે મને ફાફડા પણ બ ગમે છે જે સામાન્ય રીતે મસાલેદાર લીલી ચટણી અને જલેબી સાથે બનેલો નાસ્તો છે અમદાવાદમાં અમારી પાસે ઊધિયું પણ છે જે મસાલાનાં મિશ્રણ સાથે રાંધવામાં આવતી મિશ્ર શાકભાજીની કરી છે અને ગાંઠિયા કે ચ ચણાના લોટમાંથી બનાવેલું તળેલું નાસ્તો છે અમદાવાદ ખાણી પીણીની વસ્તુઓ માટે સ્વર્ગ છે અને અહીંનાં લોકો રસોઈ અને સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે